આમ તો બધાને હરવું ફરવું ખૂબ જ ગમે મને પણ પ્રવાસવાનું પ્રવાસ કરવાનું ફરવાનો ખૂબ જ શોખ છે પણ જેમ કે હવે દરિયો છે પર્વત છે એત ઐતિહાસિક સ્થળો છે આપણા મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ બધા ફરવાના સ્થળો છે પણ મને વધારે દરિયો અને પર્વત જ્યાં છે એવી જગાઓ પર જવાનું વધારે ગમે છે જેમકે હું જ્યાં વલસાડમાં રહું છું ત્યાં તિથલ દરિયો જવાનું અમને મને ખૂબ જ ગમે છે જેમ કે દર રવિવારે અમારે તિથલે જવાનું થાય છે તિથલ પર જેમકે દરિયા પર બેસી દરિયાની પાળી પર બેસી અને શાંત પાણીના મોજાને નિહાળવાનું અને જેમ કે છે ને કે શાંત પાણી ઊંડા એવી રીતે જેમ કે દરિયો આપણને ઘણું એવી રીતે શીખવે કે શાંત પાણી ઊંડા એમ એવી રીતે અચ્છા ઘણી વાર ભરતી આવે અને મોજા આવે એ જોવાની પણ બહુ મજા આવે આપણને પાછા દરિયા ઉપર જેવી કે વસ્તુઓ છે ખાવાની મકાઈ છે કે પછી ભેળ છે એ ખાવાની પણ એક અનોખી મજા છે અને દરિયા ઉપર રેતી પર નામ લખવાનું કે પછી માટીથી રમવાનું જેમકે ઘર બનાવાનું કે પછી કિલ્લો બનાવાનો એ બધું જ બનાવવાની જે જે મજા છે એ મજા આપણને પણ આપણા બચપણની યાદ દેવ દેવળા દેવડાવે અને બીજું એ કે હરવા ફરવાના દરિયામાં દરિયાના ભારતમાં ઘણાં એવાં સ્થળો છે કે જેમકે ગોવા છે પછી કેરેલા સાઇડ કેરેલા છે એવી રીતે ત્યાં બી દરિયાની જે સુંદરતા એ એ માણવાની અને એ જોવાની બહુ મજા આવે મને ઘણીવાર ગમે ગોવા જવું બી અમારું થયું હતું થાય અચ્છા ભારતની બહાર પણ દરિયાની જે ઘણી એવી જગ્યાઓ છે જેમ કે થાઈલેન્ડ છે ત્યાં દરિયાની જોવાની જે મજા છે એ એ મજા બહુ આવે હવે બીજું એ છે કે ચલો આ દરિયો તો છે પણ જેમકે હવે પર્વતો પણ છે કે જ્યાં માઉન્ટ આબુ જેવી જગા છે પછી જ્યાં પર્વતો છે હિલ સ્ટેશન જે આપણે કહીએ ત્યાં પણ ફરવાની જે મજા છે ત્યાંની કુદરતી વાતાવરણ વચ્ચે લીલાછમ વૃક્ષોની વચ્ચે ફરવાની જે મજા આવે જે એક અનુભવ છે કે આપણને એમ લાગે કે આપણે એક કુદરતની વચ્ચે જે બેસી છીએ અને જે એની છે કઇએને માનસિક જે શાંતિ મળે આપણે લીલાછમ એટલે જે ગ્રીનરી કહીએ એના વચ્ચે પર્વતોની વચ્ચે જે જે મજા છે તે આપણા શરીરને જે અલૌકિક તાજગી અને અનુભવ આપે એ મને બહુ જ ગમે આ બધું કરવા માટે જે